હા મને આઠમા નવમામાં લાગ્યું છે બંનેમાં હા હા એ લોકો ભણવામાં ધ્યાન નથી આપતા આપણે કાંઈ બોલતા હોય તો એ લોકો ચોપડીમાં જોઈને પણ બીજા સાથે વાત કરતાં હતા તો આઇ કોન્ટેક કરતાં હોય હા ના વધારે નથી ખબર બસ આટલું ખબર છે હા એ દસમામાં તો ઓછું પણ વધારે મને આઠમા નવમામાં લાગે છે

હા અને મસ્તી કર્યા કરે હા હા બધા હા

હં

હું ગર્લ્સ કોલેજમાં જ છું હા એ રિઝનનાં લીધે જ મેં ગર્લ્સમાં એડમિશન લીધું છે

હા હા